હલો ઓનેસ્ટ ભઠ્ઠામાંથી બોલો છો આ અમારે ઘરે આજે ગેટ ટુગેધર છે ને તો મારે ઓર્ડર કરવાનું છે જેમાં પાંચ પાંઉભાજી અને દસ પુલાવ જે છે તે ઓર્ડર કરવાનું છે મારે હા મારો એડ્રેસ લખી લો ને તમે હા મારો એડ્રેસ જે છે લવલી ટ્વિન્સ બંગલો વિશાલા હોટલની સામે જુહાપુરા